ગુજરાતમાં ઘણી બધી યુનિવર્સિટીઓ અને કોલેજો છે જેમાં અલગ અલગ પ્રકારના કોર્ષ આપવામાં આવે છે આપણે જ્યારે કોઇ બી યુનિવર્સિટીમાં જતા હોઇએ કે કોલેજમાં જતા હોઇએ ત્યારે આપણે પહેલાં પોતાની જરૂરિયાતો જોતા હોઈએ કે શું આ યુનિવર્સિટી અને કોલેજ આપણાં માટે યોગ્ય છે કે નહીં અને પછી આપણે એવું જોઈએ કે ત્યાં જવા માટે ત્યાં આપણે એડમિશન લેવા માટે કઈ બધી વસ્તુઓની જરૂરિયાત હોય છે તો એમાં તમે કઈ જગ્યાએથી તમારું વિદ્યાલય શાળા સ્કૂલ કઈ જગ્યાએથી તમે કરી છે એનું મહત્ત્વ હોય છે પછી તમે કઈ કોર્સમાં તમારે પ્રવેશ લેવો છે એ તમને ખબર હોવી જોઈએ અને એમાં એ લોકોને શું બધું જોઈતું હોય છે જેમ કે અમુક કોલેજોમાં તમે તમારા બારમા ધોરણની માર્કશીટ બતાવી શકો છો તમારા જે ગ્રેડ્સ છે એ બતાવી શકો છો અથવા તો કોઈ બી ટ્રાનસ્ક્રિપ્ટ્સ બતાવી શકો છો પણ અમુક હોય છે યુનિવર્સિટી અને કોલેજો જેમાં તમે જે કોલેજ દ્વારા આપવામાં પ્રવેશ માટેની પરીક્ષા હોય છે એ આપવી પડે છે જો તમે પરીક્ષામાં સારા અંકેથી પાસ થાવ છો તો તમારે તો તમે યુનિવર્સિટી અથવા કોલેજમાં પ્રવેશ કરી શકો છો જ્યારે તમે પ્રવેશ કરવાની આખી પ્રક્રિયા પૂરી કરો છો ત્યારે તમને એ લોકો દ્વારા કાગળ ને એવું આવે જેમાં તમને કીધું હોય કે શું તમે પ્રવેશ કરી શકો છો કે નથી કરી શકતા અને એની બીજી બધી ઘણી માહિતી આપતી હોય છે જ્યારે કોઈ બી ગુજરાતની યુનિવર્સિટી કે કોલેજમાં આપણે હવે જઈએ છે તો ઘણું અલગ હોય છે જે પહેલાં નહોતું આપણાં મમ્મી પપ્પાઓ જ્યારે કોઇ બી કોલેજમાં પ્રવેશ કરવા માટેની પ્રક્રિયા કરતા હતાં ત્યારે ઘણું જૂદું હતું કારણ કે પહેલાં ભણવા માટે લોકોને ઘણી બધી જરૂરિયાતોની જરૂર નહોતી હતી જ્યારે બી આપણે કોઈ કોઈ પણ જગ્યાએ પ્રવેશ કરવો હોય કોઈપણ યુનિવર્સિટી અથવા કોલેજમાં ત્યારે આપણે આપણું પહેલાં જોતા હોઈએ કે આપણને શું આ ફાવશે કે નહીં પણ આજકાલ એવું થાય છે કે યુનિવર્સિટી તમને જુએ કે શું તમે એ યુનિવર્સિટી માટે યોગ્ય છો કે નહીં એમ નહીં કે તમારા માટે યુનિવર્સિટી યોગ્ય છે કે નહીં એટલે આજકાલની યુનિવર્સિટી પોતાની પ્રવેશ માટેની પરીક્ષાઓ લેતા હોય છે પોતે જોતા હોય છે કે શું આ વિદ્યાર્થી અમારા લાયક છે કે નહીં જ્યારે આપણાં મમ્મી પપ્પા જ્યારે ભણતાં હતાં ત્યારે એ લોકો બારમાનાં અંક બારમા ધોરણમાં જે અંક આવ્યા છે એના પર જ એના ઉપરથી જ એ લોકોને કોલેજ મળી જતી હતી હવે બીજી ઘણી બધી પરીક્ષાઓ આપવી પડે છે એમાં તમારા ઘણા ઊંચા અંક આવે તો જ તમે અમુક પ્રકારની યુનિવર્સિટી કે કોલેજોમાં પ્રવેશ કરી શકો છો એટલે ઘણી બધી જરૂરિયાતો બી બદલાઈ છે ઘણી બધી પ્રક્રિયાઓ પણ અલગ અલગ થઈ ગઈ છે જ્યારે આપણે માર્કશીટ જોતા હોઈએ અથવા તો એપ્ટિટ્યુડ ટેસ્ટ જોતા હોઈએ કે તમે કેટલે ધોરણ સુધી ભણ્યા છો એ બધું જોતા હોઈએ ત્યારે આપણે આપણે જે મગજમાં રાખ્યું છે કે આપણે શું કરવું છે કે શું નથી કરવું આગળ જતાં એ એટલું માયનો નથી રાખતું કારણ કે યુનિવર્સિટી અને કોલેજો પોતાની રીતે જ તમને પ્રવેશ આપતાં હોય છે તમે એમાં એડમિશન લઈ શકો છો એટલે ગુજરાતમાં જે કોલેજો અને યુનિવર્સિટીઓ છે એની જરૂરિયાતો પ્રક્રિયાઓ ઘણી બધી બદલાઈ ગઈ છે પણ જે છે તે હવે છે એટલે આપણે એ પ્રમાણે જ કરવું હોય છે કરવાનું હોય છે